હાલો હું પ્રિયા જોશી વાત કરું છું સુરત પાલ વિસ્તારમાંથી મને તમારો ઈમેલ મળ્યો છે એમાં મને એમ જણાવામાં આવ્યું છે કે મેં વીજળીના બિલની ચુકવણી મારી બાકી છે પરંતુ મને તો ખાતરી છે કે મેં બુધવારે ચાર તારીખે આપણા વીજળીના બિલની ચુકવણી કરી દીધી છે તમને અને મને એની રિસીપ્ટ બી મળી છે તો પ્લીઝ તમે ચેક કરીને જણાવો કે મેં મારી બિલની ચુકવણી કરી છે તો ક્યારે કરી છે મને જણાવો